હલો શ્રીનાથ ટ્રાવેલ્સ

મારે મારા મિત્રોને પરિવારજનો સાથે ભેગા મળીને એક રોડ ટ્રીપનું આયોજન કરી રહ્યા છે તેના માટે મારે એક ટ્રાન્સપોર્ટ ભાડે જોઈએ છે હવે તમે મને જણાવો કે કઈ રીતનું તમારી પાસે અવેલેબલ છે શું ભાડું છે કિલોમીટર દીઠ તથા કઈ જાતની કઈ રીતની કઈ ટાઈપની તમે કોચ મને આપશો હું પોતે ડ્રાઇવ કરીશ એટલે તમારે એ પણ સગવડ રહેશે તો એ પ્રમાણે મને કઈ રીતનું ડિપોઝીટ આપવાની રહેશે કે એની સિક્યુરિટી ડિપોઝિટ છે કે શું છે મારે ઓછામાં ઓછા પંદર દિવસનો પ્રવાસ છે અને એના માટે તમારા ટેક્સ સ્ટેટનો બીજા સ્ટેટમાં જવા માટેનો ટેક્સ તમે ભરેલો છે એની મને જાણકારી આપો અને બીજું કે ટ્રાન્સપોર્ટ હું બીજા સ્ટેટમાં લઈ જઉં તેના મેન્ટેનન્સ માટે મને સર્વિસ કઈ રીતની મળશે બીજું કે તમારું કોઈ ત્યાં કન્સલ છે કે માની લો કે મને કોઈએ બીજી કોઈ હેલ્પ રોડ આસિસ્ટન્ટની જરૂર પડે તો તમે એમને હેલ્પ કરી શકો છો એ વિશે મને જાણકારી જોઈએ છે તો કૃપયા તમે મને એની જાણકારી આપો અને બીજું તમારી તરફથી કોઈ સજેશન હોય એ પણ જણાવો અને એનો પણ ભાવ મને કિલોમીટર દીઠ તથા લમસમ ભાવ પણ હોય તો પણ ચાલશે એ મને તમે જણાવો તો કૃપા કરીને મને એના વિશે માહિતી આપો થેંક યુ